જાતીય સમૂહો અને મહિલાઓ પણ ગેમ્સમાં નબળું પ્રતિધિત્ત્વ ધરાવે છે હા મહિલાઓ જે છે જનરલી ભારતની સંસ્કૃતિ પ્રમાણે એવું કહેવામાં આવતું હતું કે ેમને ભણાવી ગણાવીને દસ બાર ભણાવીને એમનાં મેરેજ કરાવી દેવામાં આવતા હતાં અને પરિણામે એમને કોઈ જગ્યાએ આગળ વધવા દેવામાં આવતા નહોતાં કોઈ ગેમ્સમાં મહિલાઓ જે છે એ પ્રતિનિધિત્ત્વ ધરાવવાનું કહે તો એમને જેન્ડર ભેદ કરીને એમને એવું કહેવામાં આવતું હતું કે તમે આ ન કરી શકો એમ કરીને અમને જે છે બેસાડી દેવામાં આવતી હતી અને પરિણામે ભારતમાં જે છે આ મહિલાઓ જે છે એ ગેમ્સમાં જે છે એ નબળું પ્રતિનિધિત્વ જે છે એ ધરાવે ધરાવે છે એના ઘણા બધા ચુસ્ત આપણાં રીતરીવાજો છે આપણા જાતિ ભેદો જે છે મહિલાઓ આ કામ ન કરી શકે આ કામ માત્ર પુરુષો જ કરી શકે એવા આપણાં જે છે એ કેટલાક સંકુચિત ખ્યાલો જે મગજમાં ઘર કરી ગયા છે એનાં કારણે જે છે ભારતમાં જે છે મહિલાઓ જે છે ગેમમાં રમતમાં જે છે એ નબળું પ્રતિનિધિત્વ જે છે ધરાવે છે બીજું જાતીય સમૂહો ભારતમાં એટલા અપર ક્લાસનાં લોકો જે છે જે સ્પોર્ટને માત્ર જુએ છે રમતને માત્ર જુએ છે એ લોકો જે છે આવી સ્પોર્ટની શારીરિક એક્ટિવિટી થાય તેવી પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી જ્યારે કેટલાક લોઅર ક્લાસનાં લોકો જે છે અથવા તો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો છે કે જે શારીરિક રીતે મજબૂત છે શારીરિક રીતે ખડતલ છે પણ એમની પાસે જે છે આગળ વધવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ નથી એમની પાસે આગળ વધવા માટેના યોગ્ય છે એ લીટી નથી અથવા તો યોગ્ય જે છે એમની પાસેના જે છે લાઈન નથી અને પરિણામે જે છે આ લોકો જે છે એમનું સ્પોર્ટસ પ્રત્યે જે છે એ ડેડીકેટેડ હોવા છતાં પણ એમનું જે છે સિલેક્શન થતું નથી ઘણી બધી જગ્યાએ જે છે એ સિલેક્ટર્સ જે હોઈ છે અલગ અલગ રમતના જે સિલેક્ટર્સ જે હોય છે એ લોકો જે છે એ સિલેક્શનમાં પણ જે છે જાતિવાદ જે છે ચલાવે છે સિલેક્શનમાં જે છે પોતાની જે છે એ જાતિને જે છે પ્રાધાન્ય આપે છે અને એના પરિણામે એ જે છે એ લોકો જે છે એ સારા વ્યક્તિઓનું જે છે એ સિલેક્શન કરતા નથી પરિણામે એ લોકો જે છે આવા રમતથી જે છે વંચિત રહી જાય છે અને જ્યારે વારંવાર આવી ઘટનાઓ જે છે ઘટિત થાય છે ત્યારે સાચો રમતવીર જે છે કે જે ભારતનાં ગામડામાં જે ભારતનાં ગામડામાં જે છે તૈયાર થઈ રહ્યો છે એ રમતવીર જે છે એ આગળ વધી શકતો નથી અથવા તો જે છે નિરુત્સાહી થઈ જાય છે અને પોતે જે છે રમત રમવાનું છોડીને બીજી કોઈ પ્રવૃત્તિમાં એક્ટિવિટીમાં જે છે લાગી જતું હોય છે એટલે આ બાબતે હું ખાસ એક વ્યક્તિગત મારો જે છે વ્યક્તિગત સુઝાવ છે કે એવા સિલેક્ટરોની ફોજ ઉભી કરવામાં આવે કે જે જાતિ અથવા તો જ્ઞાતિ અથવા તો રાષ્ટ્રવાદ રાજ્યમાંથી ઊભી થઈ રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને ખેલાડીઓનું જે છે સિલેક્શન કરે તો રમતમાં જે છે એમનું પ્રતિનિધિત્વ જે છે એ ચોક્કસ વધશે નંબર ટુ મહિલાઓ માટે એવું કહેવાય છે કે મહિલાઓ માત્ર જે છે એ ઘર જ ચલાવી શકે છે ના એ સ્પોર્ટ્સમાં પણ એટલું સરસ મજાનું પ્રતિનિધિત્વ કરી શકે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ જે છે મહિલા ક્રિકેટ ટીમના સભ્યો આપણી મહિલા ક્રિકેટ ટીમની જે છે જે છેલ્લા એક બે વર્ષમાં જે પ્રગતિ થઈ છે કે જે છે એ આંખે ઊડીને વળગે તેવી છે એટલે મહિલાઓને પણ જો યોગ્ય પ્રતિનિધિત્ત્વ આપવામાં આવે અને યોગ્ય મહિલા કોચની અગેન હું આના પર જે છે હું ભાર મૂકું છું મહિલા કોચની જે છે એ વરણી કરવામાં આવે તો સારી રીતે મહિલાઓને ગેમ્સમાં પ્રતિનિધિત્ત્વ જે છે આપી શકાય છે